અત્યારનો સમય એટલે ભેળસેળનો યુગ આપણે બધાને ખબર છે કે દરેક વસ્તુમાં કોઈકને કોઈક રીતે ભેળસેળ કરવામાં આવે છે હું વાત કરીશ બ્યુટી પ્રોડક્ટની એટલે કે મેકઅપના સામાનની દરેક સ્ત્રી દરેક છોકરીને મેકઅપ કરવો ખૂબ ગમે છે અને એ પણ જાણ હોવા છતાં કે અંદર એવા ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણને ક્યારેક ભવિષ્યમાં નુકશાનકારક પણ સાબિત થાય છે મેકઅપનો ઉપયોગ કરવાથી માણસ દેખાય છે સારો પણ અંદર ક્યાંકને ક્યાંક એને નુકસાન થશે એ એને ખબર હોવા છતાં પણ તે એનો ઉપયોગ કરે છે માટે બને ત્યાં સુધી કેમિકલયુક્ત મેકઅપનો સામાન ઉપયોગ કર્યા સિવાય જ્યાં સુધી કુદરતી રીતે આપણને જે વસ્તુમાંથી સુંદરતા મળે છે તેનો ઉપયોગ કરવો તેને હું વધારે મહત્ત્વ આપીશ